હેલ્લો હા હા બોલો ભાઈ શું કહે હા બોલોને કઈ સાઇઝ જોઈએ કઈ સાઇઝ જોઈએ કેટલી જોઈએ કયો કલર જોઈએ કયા ટાઇપની જોઈએ આપણા પાસે બધું મળી જશે તમને જે જોઈએ તે હા દોઢસોથી બસો ઓકે મતલબ બધી સેમ પેટર્ન જોઈએ ઓકે એટલે મતલબમાં રેગ્યુલર પહેરવા જોઈએ કે પછી કોઈ ફંક્શન છે કે કઈ સ્પોર્ટ્સ ઓકે ઓકે હા હવે એમાં છેને કોશ્યલ આવે રનિંગ શૂઝ આવે હવે એમાં તમને બજેટ કેટલું છે એક શૂઝનું એ મને કહે તો મેં તમને કહું હવે જો તમે સાથે દોઢસો બસો બૂટ લેવાના એમ કેયને તો તમને ફાયદો થસે એટલે હવે એમા કેવું છે સ્ટાર્ટિંગ હવે છસોથી પણ છે હજારથી પણ છે બે હજારથી પણ છે અને છ હજારથી પણ છે તમને કેટલા સુધીમાં પરવડે હવે જો તમે હેને હજારવાળી લઈને પછી તમને મેં લેસ કરીને સાડી આઠસો સુધીમાં કરી આપીશ પણ એ એકદમ પરફેક્ટ આવે છસો વાળીએ પ્રાઇસ પાંચસોમાં જ પડશે એનાથી લેસ તો નહીં થશે ક્વોલિટી જો મેં કેવું તો આઠસો વાળી મેં કીધુંને હજારવાળી આઠસોમાં છે ઈ જો તમે લઈને તો બી એક નંબર ક્વોલિટી આવે પરફેક્ટ ઓકે ચાલોને મેં મને તમે ઓર્ડર આપવાનો છે હું છે તે જોવો અને એમાં કેવું છે અમારા અહીથી લઈને તો તમને ગેરેન્ટી પણ આપશે કે બે વર્ષની